મને તો હવે વેકેશન માટે અતિશય ઉત્સાહ થઈ રહ્યો છે આ વખતે તો વિદેશ જવાનું છે અને કેટલાં બધા નવાં સ્થળો જોવાનાં છે નવી વસ્તુઓ શોધવાની છે અને કેટલા અનોખા અનુભવ આવશે આટલો લાંબો સમય સૌ સાથે સમય વિતાવાનો મળશે અને હું તો વિવિધ જગ્યાઓના ખાવા પીવાના પણ પ્લાન્સ બનાવી રહ્યો છું હા પણ એ પહેલાં થોડું કામ છે આપણામાંથી દરેકના પાસપોર્ટનો રિન્યૂઅલ કરવાની જરૂર છે મેં ચેક કર્યું છે કે બધાના પાસપોર્ટની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે એટલે તે રીન્યુ કરાવવું પડશે મેં નિર્ણય કર્યો છે કે આપણે બધા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર એપોયમેન્ટ બુક કરી દઉં હું એક સાથે સમગ્ર પરિવાર માટે જ એપોઈમેન્ટ ફિક્સ કરીશ જેથી આપણે બધું એક જ દિવસે જ પૂરું કરી શકીએ હવે હવે તું મને અહી થોડું હેલ્પ કરવું પડશે તારા જૂના પાસપોર્ટ અને બાકીનું જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ દરેકનાં દસ્તાવેજો એકઠા કરવાનાં છે અને એક વાર એ થઈ જાય તો પછી ફટાફટ એપોઈમેન્ટ લઈ લઈશું પ્રક્રિયા પૂરી થઈ પછી આપણે પૂરતા સમય માટે શાંતિથી બાકી વેકેશન પ્લાનિંગ પર ધ્યાન આપી શકીશું બસ એક વાર આ પાસપોર્ટનું કામ પૂરું થઈ જાય તો ત્યાર પછી તો એમ માનો કે આપણો સફરનો ડ્રીમ એટલો નજીક છે